ડ્રાઈવર ભાઈ તમારું જરાક નામ જણાવજો તમારું આમ જે વર્તન જે છે ને અને તમારી જે સર્વિસ છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે ઘણાં બધા અમે એવા ડ્રાઈવરો જોયા છે જે કે જાણે આપણે એને પૈસ